રમત ગમત એક એવી ભૂમીકા છે કે જેમાં કોઈપણ જાતનો ધર્મ કે ભેદભાવ જોવામાં આવતો નથી ક્રિકેટ કે જે આંતરરાષ્ટ્રીય રમત છે જેમાં બધા લોકો ટેલિવિઝન દ્વારા ટીવી દ્વારા મોબાઇલનાં માધ્યમ દ્વારા અને લાઈવ જોવામાં માટે જાય છે કે જેમાં કોઈપણ ધર્મનો ભેદભાવ જોવામાં આવતો નથી ચાહે વિરાટ કોહલી હોય રોહિત શર્મા હોય તો તેના માટે પણ મુસ્લિમ લોકો તાળી પાડતા હોય છે કે જેમાં કોઈપણ રીતે ભેદભાવ જોવામાં આવતો નથી અને મોહમ્મદ સામી હોય તો તેના માટે પણ ગુજરાતના લોકો એના માટે તાળીઓ પાડતા હોય છે ક્રિકેટ એવું રમત છે કે જેમાં બધા લોકો ભેગા મળીને એન્જોય કરતાં હોય છે કે જેમાં કોઈપણ જાતનો ભેદભાવ જોવા મળતો નથી ઘણા ક્રિકેટર જેવા કે વિરાટ કોહલી રોહિત શર્મા મહેન્દ્ર સિંઘ ધોની એ કપિલ દેવ વગેરે જાણીતા રમતવીરો છે કે જેઓ ક્રિકેટમાં ખૂબ મોટી હાસિલ કરી છે તેમાં કોઈપણ જાતનો ભેદભાવ જોવામાં આવતો નથી ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય પારસી હોય શીખ હોય ઈસાઈ હોય કે બીજી કોઈપણ જાતના લોક હોય રમતગમતમાં કોઈપણ જાતનો ભેદભાવ જોવામાં આવતો નથી બધા લોકો રમતને નિહાળી શકે છે એવી ઘણીબધી રમતો જેવી કે કબડ્ડી ટેનિસ બૅડ્મિન્ટન કુશ્તી વગેરે ગુજરાતમાં ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતેલો છે જેના આપણે પ્રેરણા મળે છેકે એમાં કોઈપણ જાતનો ભેદભાવ જોવા મળતો નથી અને લોકોને ભેગા કરવામાં આવે છે ટેનિસમાં સાનિયા મિરઝા બૅડ્મિન્ટનમાં દેવી સંજુ સાઇના નહેવાલ વગેરે જેવા રમત રમે છે કુશ્તીમાં વીનેશ ફોગાટ એ ઓલમ્પિકમાં થોડાકજ માટે હારી ગઈ હતી જેના લીધે આખા ભારતનાં લોકો અને બીજા બધા લોકો રડ્યા છે એક હારના લીધે તેમાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી આપણી સાઈડ ગામડામાં પણ ક્રિકેટના આજુબાજુના બધા લોકોને ભેગા થાય તે માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે જેથી આપણે ભેગા મળીને ક્રિકેટ રમી શકીએ છીએ તેમાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી હિન્દુ હોય મુસ્લિમ હોય તે બધાજ જાતના લોકો આ ક્રિકેટ ભેગા મળીને રમી શકીએ છે અને બીજી ઘણીબધી રમતો કે જે ભેગા મળીને રમી શકાય છે તેમાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી ટેલિવિઝન દ્વારા આંતરરાષ્ટ્રીય રમતોને આપણે જોઈ શકાય છે મોબાઈલ દ્વારા બધી જ રમતો જોઈ શકાય છે કે જેમાં કોઈપણ જાતનો ભેદભાવ જોવામાં આવતો નથી